હા બોલોને હા હા શું શું જોઈએ આપણે હ હ

હ બીજું કાંઈ ઓકે ગાજર ને એવું બધું આપણી પાસે છે જ તે અત્યારે જે જોતું હોય એ નાંખી દઉં હ કાઇ વા ના ના એકદમ કાલે જ જેવો માલ ઉતાર્યો છે ફ્રેશ એકદમ છે તમ તારે તમારે બાજુના વ્યપારીને દસ જણાને પૂછી લેવાનું તમ તારે શાકભાજી કેવું છે અરે કાઇ એમ જોવો નવો જ માલ આવ્યો છે એકદમ ફ્રેશ કાકડીનો અત્યારે ચાલી કિલોના પચાસ રૂપિયા ગાજરના ચાલીસ રૂપિયા કિલોના હા તો કાઇ વાંધો નહીં એ પણ છે આપણી પાસે બટેકાના વીસ રૂપિયા કિલોના કાઇ વાંધો નહીં આવો ને તમતમારે ક્યાં ના પાડી છે સસ્તું કરી દઈશું તમને એકદમ વ્યાજબી ભાવ આપણે ગામ કરતાં તમ તારે દસ રૂપિયા ઓછા છે સાહેબ કાઇ વાંધો નહીં સાહેબ તમ તારે ઓછું લઈ લઈશું બસ

હા તમ તાર અત્યારે જો ચેક કરીને તમે કયો તમ તારે ત્યાં મોકલી દઉ હા ચાલશે ચાલશે તમ તાર

હા કાંઈ વાંધો નહીં બધું મેં લખી નાખ્યું છે હું તમ તારે તમે કયો ત્યારે ફોન કરીએ એટલે હું મોકલી દઇશ તમ તારે શાકભાજી